રોજિંદા વ્યવહારના એક મહિલા તરીકે એણે એમને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે એક મહિલાએ પોતાના પિતાનું ઘર છોડીને બધું છોડીને એના પતિના ભરોસે અને સાસરીના ભરોસે આવી જાય છે અને પિયર આખું ભૂલી જાય છે અહીંયા નવા માણસો સાથે એક્જેસ થવું પડે છે કેટલીક મહિલાઓ એવી છે જે સાદી ભણેલી ગણેલી બી હોય છે અને નોકરી પણ કરતા હોય છે તો એમણે નોકરીની સાથે પતિનું ધ્યાન રાખવાનું નાના બાળકોને સાચવવા સમયસર ખાવા પીવાનું બનાવવાનું ઘરનું કામ કાજ અને સાસરીવાળાને સાચવવા મહેમાનોને સાચવવાના પછી ગામથી આવતા પડકારોનો સામનો કરવો પડે છે ભારતમાં વ્યવસાયિક કાર્યોમાં શિક્ષણમાં મહિલાઓના પહેલા કરતા હમણાં ઘણી સુરક્ષા અનુભવે છે અને એમને પણ સરખી ચાકમાં પણ મળે છે હજી પણ વધારે સુધારો કરવાની જરૂર છે કારણ કે એના માટે સરકારે તથા સમાજે આગળ પડતા એમને સાથ સહકાર આપે તો મહિલાઓ ઘણી આગળ આવી શકે એમ છે